ભાઈ આપણે ત્રીસ હજાર રૂપિયાના પગારદાર છીએ તો પણ આપણી પાસે મહિનાના અંતમાં પગાર ખૂટી પડે છે એવું શા માટે થયું હશે ચાલ આપણે ગણીએ કે કેટલા રૂપિયા ક્યાં વપરાય છે દર મહિને દૂધ શાકભાજી અને ફળોનો ખર્ચ છ હજાર થાય ત્યારબાદ કરિયાણું પાંચ હજારનું થાય લાઇટ બિલ ગેસ બિલ અને પેટ્રોલનો ખર્ચો દસ હજાર રૂપિયા થાય મેડિકલ ઇન્સ્યોરન્સના મહિને વીસ હજારનો થાય થાય જ છે અને મોબાઇલનાં બિલનું રહી જ ગયું હમણાં જ હું થોડો વોડાફોન આઈડિયાની એપ્લિકેસન ખોલું એટલે તરત જ બતાવશે જો આ એપ ખોલું એમાં બતાવે છે કે પાંચસો રૂપિયાનું એક જ જણનું બિલ આવે છે તો જ ઓ ચાર જણાનું વીસ હજાર બે હજાર મહિને થાય એ એપ્લિકેસન ખોલીને મારો ફોન નંમર નવ નવ ત્રણ ચાર ત્રણ પાંચ સાત આઠ ચાર પાંચ નાખ્યા એટલે તરત જ બિલ બતાવ્યું કે પાંચસો પિસ્તાળીસ ગયા મહિનાનું બિલ હતું મોંઘવારી ખરેખર બહુ જ વધી ગઈ છે હવે આમાં પણ કાપ કરવી પડશે એમ લાગે છે